ના એમ તો ગુજરાતી ભાષા બોલવામાં કે લખવામાં કોઈ મુશ્કેલી તો નથી અનુભવી કારણ કે પહેલેથી જ અમારે હું હતી ઈંગ્લીશ મીડિયમમાં પણ ગુજરાતી સબજેક્ટ તો આવતો અને સાથે સાથે અમારા સ્કૂલના પ્રિન્સીપલ ને ટીચર એ પણ માતૃભાષા દિવસ છે એવી રીતે કરીને બે ત્રણ દિવસ અમે લોકો ઉજવતા પછી એક સ્કૂલનો ઇવેન્ટ હતો જે આખો ગુજરાતીમાં હતો અને આ આવો ઇવેન્ટ અમારા સ્કૂલમાં દર વર્ષે થતો જેમાં અલગ અલગ સ્પર્ધાઓ હોય છે પણ ઇંગ્લિશમાં કેવી રીતે લોકેશન હોય એવી રીતે જ હોય છે પણ ગુજરાતી ભાષામાં તો એવા બધામાં પાર્ટિસિપેટ કરતી તો એમ ગુજરાતી બોલવામાં તકલીફ ન થતી સાથે સાથે અમારે ટેન્થ સ્ટાન્ડડ સુધી તો ગુજરાતી તો આવતું જ અને ઘરે પણ ગુજરાતી ન્યૂઝપેપરો આવે તો એ વાંચવાનું હોય અને મમ્મી જયારે મમ્મીને પણ વાંચવાનો શોખ તો મને અમુક વાર વાંચતાં હોય એમને કંઈ ગમી ગયું તો મને વાંચવા આપે તેમ કરીને ગુજરાતી બોલવાનું તો તકલીફ નથી જ થતી લખવામાં વાત રહી તો વર્ષમાં ત્રણ ચાર એક્ઝામ તો લેવાય જ અને ઘણી બધી સ્પર્ધાઓ પણ હોય છે કે ગુજરાતીમાં વાર્તાઓ લખવાની થઇ ગઈ કે પછી પોએમવાળી થઇ ગઈ તો આ બધામાં પણ હું ભાગ લેતી તો આમ ગુજરાતી લખવામાં કે બોલવામાં તકલીફ તો નથી અનુભવી